માણસ તરીકે આપણે કુદરતનું શ્રેષ્ઠ સર્જન છીએ એમ કહીએ તો ખોટું નથી આપણી પાસે સાંસ્કૃતિક ભવ્યતા છે સદીઓનો ઇતિહાસ છે માણસ તરીકે આપણાં અસ્તિત્ત્વનો વારસો એ આપણી અનેક પેઢીઓ સાથે મળેલા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનો પણ ખજાનો છે એ આપણા આપણી અગલી પેઢીએ આપ્યો છે હું માનું છું કે વારસો એટલે આપણી સામાજિક પ્રથાઓ જ્ઞાન ધાર્મિક વિધિઓ આપણી ભાષાઓ આપણાં નૃત્ય વાતો કહેવાની કળા તહેવારો વિવિધ વસ્ત્ર એટલે આપણાં કપડાં અને આપણા જે પહેરવેશ છે તેના દ્વારા પણ આપણે આપણી સંસ્કૃતિનું મૂલ્યાંકન કરી શકીએ છે કે આપણી સાંસ્કૃતિ કેવી છે અને કયા પાસામાં વણાયેલી છે ભોજનની પરંપરા જેવી અનેક બાબતો જેને આપણે શબ્દોમાં ઢાળવી તો શક્ય જ નથી પરંતુ આ બધી બાબતો આપણાં અસ્તિત્ત્વનું પણ એક અંગ છે આપણા સમાજનાં મૂળ એમાં ઊંડા ઉતરેલાં છે કહેવત કહેવત માટે હું તમને એટલું કહી શકું કે આપણા સાહિત્યકારો જેવા કે નરસિંહ મહેતા કબીર મીરાબાઈ ગંગાસતી વારાણસી આપણા અમૂર્ત વારસાનાં મૂલ્યો અને આપણો સાહિત્યનો ખજાનો કહી શકાય આપણે આજની પેઢી છીએ એટલે આજની પેઢીને ભૂતકાળનું જે જ્ઞાન આપવું હોય તો એ જ્ઞાન આપવા માટે આપણે આ બધાં સાહિત્યોનું પઠન દ્વારા આપણે જ્ઞાન આપી શકીએ છીએ કલા અને સંસ્કૃતિ સામાજિક મૂલ્યો પરંપરાગત મૂલ્યોમાંથી પણ આવેલું શાનપણ છે જે ઇતિહાસ આપણે સમજી શકીએ છીએ એ ઇતિહાસ આપણને ભવિષ્ય માટે પણ તૈયાર કરે છે આપણી પરંપરાગત કારીગરી કલાનાં સ્વરૂપો જ્ઞાન વિજ્ઞાન સંશોધનો અને સાહિત્ય ઉપરથી પ્રેરણા લઈને આપણે ભવિષ્યનું પણ નિર્માણ કરી શકીએ છીએ હું એવું માનું છું કે આપણાં બાળકોને આપણા ભવ્ય વારસા વિશે સજાગ કરવાં એ એમના સર્વાંગી વિકાસ માટે પણ બહુ મહત્ત્વપૂર્ણ વાત છે વિવિધ પરંપરાગત વાનગીઓનું વર્કશોપનું આયોજન પણ આપણે કરી શકીએ છીએ જે તે વિસ્તારમાં ભોજન કરાવવામાં આવે છે એ વિસ્તારોને પણ આપણે માહિતગાર કરી શકીએ છીએ અને આપણા ઇતિહાસ વિશેની માહિતી આપણે આપણા ભૂતકાળમાંથી પણ મેળવી શકીએ છીએ આપણા ભારતીય કારીગરોની કરામત જેમકે માટીકામ વણાટ કલા જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આપણાં સંસ્કૃતિનો વારસો કેટલો ભવ્ય રહ્યો છે ભરત ગૂંથણ કામ ચર્મ ઉદ્યોગ હીરા મોતી કામ ઝરી કામ ધાતુ કામ આ બધાં કામ દ્વારા આપણે આપણી સંસ્કૃતિઓનું માહિતી મળી શકે છે ભારતની લલિત કલાઓમાં સંગીત કલાનું તો મુખ્ય પ્રથમ સ્થાન આવે છે ભરતનાટ્યમ્ કૂચીપુડી કથકલી કથક નૃત્ય એ નાટ્ય કલા દ્વારા આપણે આપણા વારસાને આપણી પરંપરાઓને આપણી સંસ્કૃતિઓને વર્ણવી શકીએ છીએ હું માનું છું ત્યાં સુધી ગુજરાતનાં લોક નૃત્ય એ જે આદિવાસી નૃત્યો છે તે નૃત્યો દ્વારા આપણે આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ કઈ રીતની રહી ચૂકી છે અને એ લોકો કઈ રીતે સમાજમાં કામ કરતા હતા અને કઈ રીતે એ લોકોનું ભૂતકાળ હતું તેના વિશેની પણ માહિતી મળી રહે છે હું માનું છું કે ગુજરાતની મુખ્ય અને સાંસ્કૃતિક પરંપરાઓ ધાર્મિક વિધિ પ્રવચન ભાષા તહેવારો દ્વારા આપણે લોકોને માહિતી કરીને પણ આપી શકીએ છીએ અને એ ભૂતકાળની પરંપરાઓ ચિત્રકલા દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણો ભૂતકાળનો ઇતિહાસ કઈ રીતનો હતો આપણી પેઢીઓ દ્વારા આપણી સંસ્કૃતિનાં વરસાઓ દ્વારા આપણાં જ્ઞાન દ્વારા આપણે નાના બાળકોને વાર્તા દ્વારા પણ એ વસ્તુ કહી શકીએ છીએ અને આપણે પોતે પણ એ વાર્તા દ્વારા સાંભળી છે શિવાજી મહારાણા પ્રતાપની ભૂતકાળની વાર્તાઓ ગૌરવભરી વાર્તાઓ દ્વારા આપણે આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ થઈ શકે છે ભવિષ્યની સુરક્ષા માટે આપણાં બાળકોને પણ આપણે સમજાવી શકીએ છીએ અને આપણી જે સંસ્કૃતિ છે તેને વિષે માહિતી પણ આપી શકીએ છીએ